જીવનની અંદર સ્વિમિંંગ શીખવું ખૂબ જ જરૂરી છે અમે કોઈ બી સ્વિમિંગના ક્લાસ કરેલા નથી જ્યારે અમારા ગામની અંદર ત્યાં એક નદી પસાર થાય છે નાના હતા ત્યારે આ નદીમાં ખૂબ નહાવા જતાં અને ક્યારે સ્વિમિંગ શીખી ગયા તેનો ખ્યાલ ન આવ્યો સ્વિમિંંગ શીખ્યા પછી જે બે થી અઢી કલાક નદીની અંદર અમે સ્વિમિંગ કરતાં તો ત્યારે જ્યારે બહાર આવીએ ત્યારે અમને એવું લાગ્યું કે સ્વિમિંગ કર્યા પછી આપણને ભૂખ બહુ લાગે છે તો આ રીતે સ્વિમિંંગ એક એક અનોખી કસરત છે કે જે દરેક અવયવને કસરત મળે છે અને સ્વિમિંંગ કરતાં કરતાં એકબીજાની સાથે પકડમ દાવ જ્યારે રમીએ ત્યારે પાણીની અંદર માથું રાખી અને પકડવાનું જવાનું હોય છે તો ત્યારે આપણે શ્વાસોચ્છવાસની પક્રિયા પર પણ સંયમ જાળવી શકીએ છે અને આ સંયમ જાળવતા જાળવતા એક પ્રકારનો યોગા બિ થઈ શકે છે સ્વિમિંગ એક એવી કસરત છે કે જેનાથી તમારું શરીર સરસ રીતે વિકાસ થાય છે દરેક અવયવને કસરત મળે છે અને કસરતની સાથે જે એન્જોય મળે છે એ એન્જોય કંઈક અલગ પ્રકારનો હોય છે તો એટલા માટે સ્વિમિંગ સાથેની જે કસરતને છે એ હું બહુ જ પસંદ કરું છું અને મારી બાબતમાં કહું તો હું લગભગ પાંચમાં ધોરણની અંદર ભણતો હતો અને મારી દસ વરસની ઉંમર હતી ત્યારથી હું નદીઓની અંદર સ્વિમિંંગ કરું છું